એમ તો ઘણી બધી મારી મનગમતી બાઈકો છે પણ સૌથી સારી બાઈક હોય તો એ છે માઉન્ટેન બાઈક જેમાં ઘણા બધા મોડલો આવે છે માઉન્ટેન બાઈક લઈને ટ્રીપ પર જઈએ તો એક અલગ જ એક્સપિરિયન્સ રહે છે કારણકે ઓફરોડિંગમાં કંઈ વાંધો ના આવે અને તે ગાડી ગમે ત્યાં જઈ શકે તે રીતના હોય છે બીજી પણ ઘણી બધી બીજી પણ ઘણી બધી બાઈકો હોય છે જે અલગ અલગ રીતના એક્સપિરિયન્સ માટે અલગ અલગ ટ્રીપ માટે હોય છે જેમકે બુલેટ છે એ વજનવાળી બાઈકો હોય છે એ લોંગ ટ્રીપ માટે સારી રહે છે કેમ કે તેમાં થાક ન લાગે તે રીતના ઘણી બધી બાઈકો અલગ અલગ ટ્રીપ મુજબ જરૂરી હોય છે જેમ કે સ્પીડિંગ કરવાની હોય કે તેવી રીતના બાઈક હોય તો હાર્લી ડેવિલ્સન છે કાવાસાકી છે આ રીતની બાઈકો અનુકૂળ રહે છે આ રીતના ઘણી બધી મનગમતી મારી બાઈકો છે મારી ડ્રીમ બાઈક કાવાસાકી નીન્જા એચટુઆર છે જે ખૂબ જ વધારે સ્પીડમાં ચાલે છે તેનો લુક પણ ઓસમ છે આ રીતની મારી બાઈક છે તે કાવાસાખન કાવાસાકી નીન્જા ડ્રીમ બાઈક છે જેમ કે બાઈકિંગ ટ્રીપ માટે ઘણી જે રીતની ટ્રીપ હોય તે રીતે બાઈક અનુકૂળ રહે છે જેમકે માઉન્ટેન પર કે ટ્રીપ કરી હોય તો માઉન્ટેન બાઈક જરૂરી છે કેમકે ત્યાં ઓફરોડિંગ આવે છે નદી ક્રોસ કરવાની હોય છે આ રીતના જે બધી અડચણો આવે તે માઉન્ટેન બાઈક સારી રીતના ક્રોસ કરી શકે જે બીજી બધી બાઈકો બગડી જાય બંધ પડી જાય કા તો ઓફરોડિંગમાં નીકળે નહીં એ રીતની હોય છે તેથી જે રીતની ટ્રીપ હોય એ રીતનું બાઈક અનુકૂળ રહે છે આપણે લોંગ ટ્રીપમાં કે જવું હોય તો કમ્ફર્ટેબલ જે બાઈક હોય છે એ બધી બાઈકો ચાલે જે પણ રસ્તામાં ઓફરોડિંગ આવતું હોય કાં તો નદ રિવર ક્રોસ કરવાની બાઈકથી કે એવી બધી જગ્યાએ અલગ અલગ બાઈક ઓફરોડિંગની બાઈકો ચાલે જ્યાં પણ સ્પીડિંગ કરવાની હોય છે જ્યાં જે સ્પીડમાં ચાલતી હોય તેવી બાઈકો જોઈએ પછી માઉન્ટેનિંગ કરવા ગયા હોયને ત્યાં બીજી બધી બાઈક હોય તો એ ના ચાલે બંધ પડી જાય એ રીતની અલગ અલગ વસ્તુઓ છે આથી અલગ અલગ જગ્યા માટે અલગ અલગ બાઈકિંગ હોવી બાઈક હોવી ખૂબ જરૂરી છે મારી મનગમતી બાઈક છે કાવાસાકી નીન્જા એચટુઆર બુલેટ છે માઉન્ટેન બાઈક છે આ રીતની ઘણી બધી મારી મનગમતી બાઈક્સ છે મારી પાસે અત્યારે બુલેટ છે જે ખૂબ જ મને ગમે છે અને એ ટ્રીપમાં પણ તેમાં જવાની મજા આવે છે મારી મનગમતી બાઈક પણ બુલેટ છે અને મારી ડ્રીમ બાઈક કાવાસાકી નીન્જા એચટુઆર છે